વાહન વ્યવહાર વ્યવસ્થાની ભારતમાં વાત કરીએ તો આપણાં ભારતમાં લોકો વાહન વ્યવહારની દૃષ્ટિએ અત્યારે ઘર દીઠ જોઈએ તો લોકોમાં માણસ કરતાં વધારે વે વાહનો હોય છે અને રોડ ઉપર પણ એટલી અત્યારે ટ્રાફિક થતી હોય છે કે અ લોકોને પોતાને મન ફાવે ત્યાં પોતાની ગાડીઓ મૂકી દે છે અને એના લીધે જે વાહન વ્યવહાર બીજા લોકો મુસાફરી કરતા હોય છે એમને પણ બહુ મુશ્કેલી આવે છે અને વાહન વ્યવહારમાં અ દૃષ્ટિએ વાત કરીએ તો કોઈ સમયસર પહોંચી શકતું નથી આવી ટ્રાફિક સમસ્યાને લીધે અને ઉગ્ર સરકારી બસો જે સિટીમાં ફરતી હોય છે તેમાં પણ અમુક જે બસો જોઈએ તો ટાઇમસર પહોંચતી નથી અને તે બસની કૅપેસિટી કરતાં પણ માણસો મને વધારે લોડ્સ હોય છે બસમાં અને તેમાં પણ સમયસર ન પહોંચી શકવાને લોકોને લીધે લોકોને ટાઇમ વધારે જાય છે અને પોતાને જ્યાં નોકરી કે ધંધે પહોંચવામાં પણ મુશ્કેલી પડતી હોય છે અને આવી પડ પડકારોના લીધે અમુક એવા પણ બનાવો બને છે ઍક્સિડન્ટોના આકસ્મિક મૃત્યુ કે આકસ્મિક અપંગતા પણ આવી જાઈ શકે છે અને એમાં સુધારાની વાત કરીએ તો આપણે અમુક દેશમાં આપણાં ભારતમાં એવો કાયદો લાવી દેવો જોઈએ કે એ અમુક પરિવારોમાં આટલા સભ્યો છે ત્યારે એને યોગ્ય ઘરમાં પાર્કિંગની વ્યવસ્થા કાઢી લાવવાની હોવી જોઈએ આટલા સભ્યો છે તો એને પોતાના પરિવારમાં આટલા જ વાહનોની પરમિશન મળશે અને બીજું એ જોઈએ તો વાહન વ્યવહારની દૃષ્ટિએ જો આવું આપણે મોટી ફોર વ્હીલર ગાડી લઈને ક્યાંય જતાં હોઈએ છે તો ટોલ પ્લાઝા જ્યાં ટોલ ટૅક્સ લેવામાં આવે છે ત્યાં અત્યારે હાલ ફાસ્ટ ટૅગના દ્વારા કપ કાપવામાં આવે છે પણ ફાસ્ટ ટૅગ દ્વારા પણ એવું લાગે છે કે ઝડપી પ્રોસિજર થતી નથી અને સો સો મીટર બસો બસો મીટરની લાંબી લાઈનો પણ હોય છે તેને પણ થોડા સુધાર કરવાની જરૂર છે